મને વાંચવાનો ખૂબ જ શોખ છે અને હા હું પ્રાથમિક શાળામાં ભણતી હતી ત્યારથી પુસ્તકાલય સાથે સ જોડાયેલી છું અને મારી પાસે પણ ઘણાં બધા એવાં પુસ્તકો છે જેને વાંચવાથી જીવનમાં કંઈક ને કંઈક શીખવા મળે છે મેં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી હતી અને મને તેમાંથી સારો એવો બોધ મળ્યો કે જીવનમાં ગમે તે જૂઠ્ઠું બોલીએ પરંતુ સત્ય બહાર આવ્યા સિવાય રહેતું નથી અને હંમેશા સત્યનો જય થાય છે સત્યના પ્રયોગો ગાંધીજીની આ આત્મકથા પુસ્તકમાં ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલું છે ગાંધીજીએ તેમની આ આત્મકથા ગુજરાતીમાં લખી હતી પરંતુ ગુજરાત કરતાં તેનું આ પુસ્તક સત્યના પ્રયોગો એ કેરળમાં ખૃૂબ જ પ્રચલિત છે અને ઈસવીસન ઓગણીસ સો સત્યાવીસમાં ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ સત્યના પ્રયોગોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો